ભારત દેશની આબોહવા થોડી ગરમ અને થોડી ભેજવાળી હોય છે ભારત દેશ મોટો હોવાથી તેના દરેક ભાગ કે વિસ્તારમાં કે રાજ્યમાં આબોહવામાં થોડા ઘણા ફેરફાર રહેતાં હોય છે મોટાભાગે ઉત્તર ભાગમાં વાતાવરણ ઠંડુ અને વરસાદી હોય છે પૂર્વ ભાગમાં વાતાવરણ વરસાદી વધારે હોય છે પશ્ચિમ ભાગમાં ગરમી અને વધારે રહેતી હોય છે જ્યારે દક્ષિણ વિભાગમાં ગરમી અને વરસાદી આબોહવા રહેતી હોય છે સામાન્ય રીતે દેશમાં ચોમાસું શિયાળો અને ઉનાળો એ રીતની વ્યવસ્થા વાતાવરણને અનુકૂળ રહેતી હોય છે